આમ તો ઘણા બણા ગીત છે ગુજરાતીમાં જે મને ગણગણાવવાનું પસંદ છે જેમ કે લોકગીત ગરબા ગઝલ દેશભક્તિ ગીત કર્ણપ્રિય ગીત પ્રેમ ગીત યુગલ ગીત સૅડ ગીત જેમ કે નઝરને બંધ રાખીને જ્યારે મેં તમને જોયા છે